ભારતની આબોહવા મુખ્યત્વે ત્રણ ઋતુઓની અંદર ડિવાઈડ થએલી છે જેમકે શિયાળો ઉનાળો અને ચોમાસું અને સ સ જોવા જઈએને તો આખા આખા ભારતની અંદર એક સરખું વાતાવરણ છે નહીં કેમકે કશ્મીર સાઈડે ઠંડક વધારે હોય છે ત્યાં બરફ પડવાની પણ એ વધારે થતી હોય છે જ્યારે ઉત્તર ગુજરાત છે દક્ષિણ ગુજરાત છે એક સાઈડ બેંગલોર જોઈએ તો બેંગલોર તમને એક જ દિવસની અંદર ત્રણે ત્રણ ઋતુઓ જોવા મળે છે જેમ કે સવારે વરસાદનો માહોલ હોય છે દસ દસ વાગ્યા પછી તમે એક વાગ્યા સુધી જોવા જાવ તો બપોરના ટાઈમમાં તમને ગરમી જેવું વાતાવરણ લાગે સાંજના ટાઈમ પર પાછું વરસાદ પણ પડે છે પ્લસ ઠંડકનું પણ વાતાવરણ છે તો બેંગલોર સાઈડનું જે સાઉથનો એરિયા છે ત્યાં આપણને ત્રણે ત્રણ ઋતું એક જ દિવસમાં જોવા મળતી હોય છે વધારે પડતી અને બાકી ગુજરાતની અંદર તમને ત્રણે ત્રણ ઋતુઓનો અલગ અલગ અનુભવ ટાઈમ ટુ ટાઈમ થતો હોય છે બરાબર જ્યારે આમ મધ્ય ગુજરાત મધ્ય પ્રદેશ છે યુપી છે એ બધી જગ્યાએ વાતાવરણનો અસર જે રીતના ઋતુઓ બદલાય છે એ રીતના વાતાવરણ પર અમુક એરિયાની અંદર ગરમી વધારે હોય છે જ્યાં પચાસ પચાસ ડિગ્રી સુધી પણ તાપમાન પહોંચી જાય છે જ્યારે ઠંડીની અંદર તમે માઇનસ છો સાઠ ડિગ્રી આઠ ડિગ્રી સુધી પણ થઈ જાય છે જેમ કે દિલ્હીની અંદર સૌથી વધારે ઠંડકનું વાતાવરણ હોય છે બરાબર પ્લસ હરિયાણા સાઈડ જે ખેડૂતોનું અમુક સિઝનની અંદર જે ઠંડકના સિજન હોય કે એવા સિઝનની અંદર એ લોકો જે પહેલી આમ ઘાસની પરાળને એવું સળગાવતા હોય ત્યારે ધુમાડો પણ એટલો ટ્રાન્સપરંટ થતો હોય છે દીવા દિલ્હીની અંદર અમુક વાર રસ્તા ઉપર ને એની ઉપર વાહનોને પણ ટ્રાન્સપોટેશનમાં તકલીફ થતી હોય છે એટલે વાતાવરણ જોવા જઈએ તો આખા ઇન્ડિયાની અંદર અલગ અલગ છે ખૂણાઓ પ્રમાણે જે રીતના એમના રેડિયસ આવતા હોય છે વેધરના અને સૌથી એમ જોવા જઈએ તો સ્ટેબલ વાતાવરણ ગુજરાતની અંદર જોવા મળે છે જેમાં તમને ત્રણે ત્રણ ઋતુઓનું અલગ અલગ ટાઈમ પ્રમાણે એકદમ સ્ટેબલ વાતાવરણ જોવા મળે વધારે કરીને ડિ ડિફરન્સ તમને યુપીમાં પછી દિલ્લીની અંદર કશ્મીરમાં હિમાચલ પ્રદેશમાં ટોટલી કેદારનાથ સાઈડને બધું ઠંડકવાળું વાતાવરણ છે જ્યારે અહીંયાં બધું સ્ટેબલ મોસ્ટ ઓફ હોય છે એમ